મને કોમેડી થ્રીલર સસ્પેન્સ અને ટ્રેજેડીક મૂવીનો ખૂબજ શોખ રહેલો છે તેમાં કલ્કી છે પછી પ્રે ત્રણ આર છે પછી મિરઝાપૂર છે અને આના સિવાય ગણોતો હાઇવે છે હૈદર છે ઓમકારા છે આવી મૂવીનો કે મને ખૂબ શોખ રહેલો છે કેમકે આ મૂવીની અંદર તમને એટલું સસ્પેન્સ રહેલું છે અને એના આધારે તમને એ મૂવી તમને જીવંત રાખે છે તમારા માઇન્ડ તમારા મગજને સતતને સતત પ્રયાસ પ્રયત્નશીલ રાખે છે કે આગળ હવે શું થશે કેવું થશે આનું શું થશે આનું કેમ થશે આ વસ્તુનું શું થશે એવી રીતે તમને સતતને સતત તમે ખાલી જોવા ખાતર આપણે જોતા નથી આપણે એવા જોઈએ છીએ કે અમુક મૂવીઓ એવી હોય છેકે જે ખાલી આમ મરચાં મસાલા જેવું નાંખીને આમ તૈયાર કરી દીધી પિક્ચરની પાછળ કોઈનો એનો કોઈ વિષય વસ્તુ કંઈ ના હોયને બસ એમના મન ફાવેને બનાવી નાંખી હોયને ખોટો તમારો સમયનો પણ બરબાદ થાય એવી પણ આપણે મૂવી હોય તો આપણને જોવા મળે છે પરંતુ અમુક મૂવી એવી હોય છેકે જે આપણને ઘણુંબધું શિખવતી હોય છે જે આપણી લાઈફ સાથે જોડાયેલી હોય આપણી જિંદગી જીવન સાથે જોડાયેલી હોય છે કે જે આમાંથી આપણે ઘણુંબધુ શીખવા આપણને મળતું હોય છે તો આવીજ રીતે આપણે જોઈએ તો અમે આમાંની મૂવીમાં જોઈએ તો મને ગમતી મૂવી તો કે હૈદર તોકે હૈદર મૂવી તોકે એની અંદર એવું છેકે એકજે હૈદરમાં કેજે એક પાત જે બે નાયક અને નાયિકા છે તો એ નાયક ખૂબ સારો માણસ હોય છે તેની પત્ની તો એ નાયક રહ્યો એ એ રાજા હોય છે તો એ તો એ રાજાના ઓડિયન ઓડિયન રાજા હોય છે તો એ રાજાની વાઈફ હોય છે તો એનું એના ભાઈ એનાએને એટલે એના દીયર સાથે એને એના પ્રેમમાં હોય છે તો એનો દીયર પછી આ ઓડિયન રાજા હોય છે તો એ રાજાને મૃત્યુ મારી નાખે છે એના પછી એના સાથે પ્રેમ થઈ જાય છે આવી રીતની એ સસ્પેન્સ ટાઈપની મૂવી છે જે મૂવીમાં આપણને ઘણું શીખવા મળે છે આ ઉપરાંત ઓમકારા મૂવી છેતો ઓમકારામાં પણ કંઈક આવીજ રીતે છે કે એક માણસ કે પોતે એક સાઇકો મગજનો હોય છે કે એને કોઈપણ વ્યક્તિ કહે કે તારે કે કે કોઈપણ વ્યક્તિ એક તારા વિષે આવું છે આમ છે આમ છે તો એ વ્યક્તિ એની સીધે સીધી વાતનો ભરોસો કે વિશ્વાસ કરી દે છે એ એ વસ્તુ સાચી છે કે શું છે એ કંઈ જાણવાનો પ્રયત્ન કરતો નથી એમાં કોઈ એના મિત્ર એમ કે છેકે તારી પત્ની આવી છે કે આવી રીતે બીજા સાથે કે પેલા રહેલી હશેને આમ હશેને આ તારી સાથે આવું કરશેને આમ કરશે એટલે એના મગજમાં એટલું એને સાઇકો બનાવી દેછે કે સાઇકોના લીધે પછી એ પોતે એની પત્નીનું પણ ખૂન કરી નાખતો હોય છે અને આ સિવાય પણ ઘણીબધી એવી મૂવી દમદાર રહેલી હોય છેકે જે આપણને કે ઘણુંબધુ સેકે ઘણી એ લાયક બૂમો જોવા જાવ તો મૂવીમાં કે જેમ આપણને ઘણુંબધુ શીખવા મળતું હોય છે જે આપણી લાઈફ સાથે જોડાએલું હોય છે અસ્તુ